હલો હા હજી પંદર દિવસ થયા આપડે વાત થઈ ગઈ તમ હજી કાપવા નો આઇવા શેરડી પણ પાછી તમે વાત કરી તી એટલે મેં પાણી પીવડાવવાનું એ બંધ કરી દીધું તો હવે જે હોય એ હાચુ કઈ દેજો તમે કો તો હું પછી પાછું પાણી પીવડાવાનું ચાલુ કરાઈ દઉં એમ હા તો પછી મેં પંદર દિવસથી તો બંધ જ કરાઈ દીધું તું પાણી પીવડાવાનું તો હવે પીવડાવુ નઈ અને એતો પછી કેટલી કાલ પરમ દી માં કરાઈ દેશો ને અને પૈસાનું હમણાં થોડીક જરૂર હતી ઘરે પ્રસંગ છે ને એટલે તો કેવી રીતના મોકલાવશો તમે પચાસ એક હજારની જરૂર છે અતારે હા તો હાંજકના અમે પૈસા આવીને લઈ જઈસું ને પછી તમે માણસ ક્યારે મોકલાવસો આ લેવા શેરડીનું આજે કે કાલે તો હું ઈ પ્રમાણે માણ બોલાવીને બાંધવીન રાખું હા તમને ખબર તો છે આપડી શેરડીની આપણા ગામમાં વખણાયની પચા રૂપિયા વધારે જ આવે કાયમ એના અમે તે એટલે જ તો તમને જ આપી તી બે પેઢીથી તમે બને એટલું જલ્દી કરાઈ દો એ હારું ભલે ભલે

હા વાંધો નહીં આવજો